મને કબડ્ડીની રમત ગમતમાં શિષ્યવૃત્તિ મળી હતી જેમાં તાલુકા લેવલે જ્યારે કબડ્ડી રમવા ગયો હતો ત્યારે શિષ્યવૃત્તિ મળેલ હતી તેમાં હું બીજા નંબરે આવેલ હતો જેમાં મને દસ હજારની રોકડ રકમ મળી હતી અને પછી તાલુકા લેવલેથી પાસ થઈને જિલ્લા લેવલમાં જ્યારે ગયો હતો ત્યારે મારું સારું પ્રફોર્મન્સ રહ્યું હતું જેમાં મને ત્રીજો નંબર આવ્યો હતો અને જિલ્લા લેવલમાં મને સાત હજારની શિષ્યવૃતિ મળેલી હતી અને તેમાં જિલ્લા લેવલથી સ્ટેટ લેવલે પણ રમવા ગયેલો હતો તેમાં મને બાર હજારની શિષ્યવૃત્તિ મળેલી હતી તેથી મને ખબર છે કે શિષ્યવૃત્તિ એ મળી હતી એનું મેં સ્પોર્ટનો સામાન ખરીદ્યો હતો અને બહુ મહેનત કરીને આગળ વધ્યો હતો